હું મારા પરિવાર સહિત આઠ જણા માટે રેસ્ટોરન્ટની અંદર ટેબલ બુક કરાવવા માંગુ છું તો શું તમે જણાવી શકો છો કે રેસ્ટોરન્ટની અંદર કુલ કેટલાં ટેબલ ઉપલબ્ધ છે અને એ ટેબલ કેટલાં લોકોનો સમાવેશ કરી શકે છે રેસ્ટોરન્ટની અંદર જમવાની સુવિધા વિશે મને કેટલાંક પ્રશ્નો છે જ્યારે તમે મને કીધું કે અંદર તથા બહાર બંને જગ્યાએ ટેબલની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે મારો પ્રશ્ન એ છે કે તમે ત્યાં સર્વ કરવા આવશો કે પછી અમારે જ લઈ જવાનું હશે આ ઉપરાંત જમવાનો સમય વિશે પણ થોડી માહિતી આપશો અને તેમજ પાર્કિંગની સુવિધાઓ વિશે પણ મને જણાવશો રેસ્ટોરન્ટ બંધ કેટલા સમયે થશે જમવાની અંદર પંજાબી ગુજરાતી કાઠિયાવાડી સિવાય કઈ કઈ વસ્તુ ઉપલબ્ધ હશે